ખાવા અંગે પરંપરા કે અંધશ્રદ્ધા મહત્ત્વનો ભાગ ભજવે છે કે ખાવા માટે એવી પરંપરા હોય છે કે ઘણાં ઘરોમાં પહેલી રોટલી કે ખાવાનું પહેલું ભગવાનનો થાળ કે ગાય કૂતરાને આપવાનું હોય છે જેથી આશીર્વાદ મળે છે અને ધાર્મિક રૂપથી એટલે કે રસોઈ બનાવતા પહેલાં હાથ પગ ધોઈને કે નાહીને બનાવીએ રસોઈ તો આપણા ઘરમાં જે નકારાત્મક ઊર્જા હોય એ ઓછી થાય છે રસોડામાં જો દૂધ ઉકાળતી વખતે જો તે ઊભરાઈ જાય તો એ અપશુકન મનાય છે ઘી ઢોળાય તો પણ અશુભ માને છે આવી અંધશ્રદ્ધા લોકો રાખે છે ઘણાં લોકો તુલસીનો છોડ જો રસોડામાં રાખે તો નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધારે છે એવી માન્યતા રાખે છે કે ખાતી વખતે વાત પણ કરવી નહીં કારણ કે ખોરાક સારી રીતે ખાઈ શકીએ પાચન સારી રીતે થાય આજકાલ તો મોબાઈલનો જમાનો છે માટે લોકો ખાતી વખતે પણ મોબાઈલ છોડતા નથી તેનાથી ખાવા પર ખરાબ અસર થાય છે